તમારી તાલીમ અને હરિફાઈની તૈયારી વખતે તમે ક્યો ખોરાક લો છો સામાન્ય રીતે રનિંગ વખતે ભૂખ્યાં પેટે રનિંગ નહીં કરાય થોડું પેટમાં ખાવાનું હોવું જોઈએ જેમકે લિક્વિડ પ્રવાહી છે એવું ખાવાનું થોડું હોવું જોઈએ જેથી આપને સૌથી વધારે આપણી બોડીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે હોવું જોઈએ જેનાથી દોડતી વખતે આપને પાણીની ગ્લુકોઝની કમી ન રહે રનિંગ કરતાં પહેલાં રનિંગ કરતાં પહેલાં વોર્મઅપ કરવું જરૂરી છે જેનાથી દોડતી વખતે આપણને કોઈ જાતની ઈજા ન થાય કોઈ જાતનું મસલ્સ આપણું હોય તે ખેંચાઈ ન જાય અને એના કારણે આપણને ગંભીર ઈજાથી બચી શકીએ એ માટે રનિંગ કરતી પહેલાં ફરજિયાત તમને વોર્મઅપ કરવું જરૂરી છે જેથી તમે બોડી ગરમ કરી શકો વોર્મઅપ દરમિયાન તમારા મસલ્સને ગરમ કરી શકો જેનાથી તમે દોડતી વખતે તમારું પર્ફોમન્સ સારી રીતે બતાવી શકો એના માટે વોર્મઅપ કરવું જરૂરી છે અને રનિંગ કરતી પહેલાં તમને એવો ખોરાક લેવો જેની અંદર એ ગ્લુકોઝ વધારે મળે સૌથી વધારે ગ્લુકોઝ મળે એ એવો ખોરાક લેવાનો એવું લિક્વિડ લેવાનું જેથી તમે દોડતી વખતે તમારા શરીરમાં ગ્લુકોઝની કમી ન થાય કેટલી વખત આપણે જોઈએ છીએ કે દોડતી વખતે અમુકને ચક્કર આવી જાય છે અમુકને હાંફ વધારે ચડી જાય છે અમુકને પરસેવો વધારે આવે છે ઓછો આવે છે આ બધું શેના લીધે થાય કે ગ્લુકોઝ શરીરમાં ઓછું હોય એના માટે એવું થાય કેટલી જગ્યા પર ગ્રાઉન્ડ પર આપણે જોવામાં આવે છે કે ત્યાં ગ્લુકોઝ પાવડર છે કાં તો ઇલેક્ટ્રોન પાવડર છે એ રાખવમાં આવે છે અમુક ગામડાં જે હોય વિસ્તારની અંદર જે પહેલાં દેશી લોકો હોય છે તે લોકો આ દેશી એથ્લેટિક હોય છે એ લોકા ગોળ આવે ગોળ દેશી ગોળ એ ગોળને પાણીમાં નાખીને પીતા હોય છે જેનાથી તમારું શરીરની અંદર ગ્લુકોઝને પેલું શું કહેવાય ગ્લુકોઝને પેલું તમારું ગ્લુકોઝને સુગરનું લેવલ વધી જાય જેનાથી તમને થાક ઓછો લાગે એ તમારી બોડી ડિહાઇડ્રેડ નહીં થાય એમાં તે દોડતા પહેલાં આ લોકા એક દિવસ પહેલાં આ રીતની ટેકનિક કરતાં હોય છે જેનાથી તમારા બોડીમાં એ લોકા એક દિવસ પહેલાં એ રીતના ધીરે ધીરે કરીને સુગરનું લેવલ વધારે છે જેનાથી દોડતી વખતે આપણું પર્ફોમન્સ સારું આવે એ માટે એથ્લેટિક એથ્લેટિક જે રનિંગ ઇવેંટના તે હોય છે એ લોકાએ ગ્લુકોઝને સુગરનું લેવલ વધારવું જોઈએ